હલ્લો હા મારે રાજસ્થાન ફરવું છે આપણે રાજસ્થાનની દાળબાટી ને હા એના હં હં

પછી મોર્નિંગ છે કે પૈસા કેટલા અમે દસ જણ મારે આજે જવું છે સાંજે કાં તો સવારે સાંજે સાંજે સાંજે આઠ વાગ્યે બૂકિંગ બૂકિંગ કરાવી દેજો ને બૂકિંગ રાજસ્થાની બૂકિંગ કરાવજો ને રાજસ્થાની હોટેલમાં હા સારું બાય